અમારા જુનાગઢમાં ટેકનોલોજીની સહાય પ્રણાલી ખૂબ જ સારી છે આમ તો અમારું જુનાગઢ નાનું ગામ ગણાય છે પણ ટેકનોલોજીની દ્રષ્ટિએ તે જરા પણ પાછળ નથી તે બધા મોટા શહેરોની સાથે સાથે કદમથી કદમ મિલાવાની પૂરી કોશિશ કરે છે અહીંયા સ્કૂલમાં પણ બાળકોને ભણાવવા માટે ટેબ વગેરેનો ઉપયોગ થાય છે અને પ્રોજેક્ટર ઉપર પણ ભણાવે છે આ મોટા શહેરોના પ્રમાણમાં થોડી ટેકનોલોજી ઓછી હોય છે પણ એ પ્રયત્ન ઘણો સારો છે એટલે ઘણું આગળ નીકળી જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી પહેલાના જમાનામાં હાથેથી કપડા ધોવા પડતા અને ખૂબ મહેનત કરવી પડતી પરંતુ હવે કપડા ધોવાના મશીન આવી જવાથી મહેનત અને સમયનો ઘણો બચાવ થાય છે અને એ રીતે રોટલી બનાવાનું મશીન પછી એવી રીતે ઘણી બધી ઘરમાં પણ ઘણી બધી સુખ સગવળતા આવી જવાથી ટેકનોલોજી ઘણી આગળ નીકળી ગઈ છે તેથી ખૂબ મદદરૂપ થાય છે અને બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી જોકે અમારું જુનાગઢ બીજા મોટા શહેરોના પ્રમાણમાં થોડું નાનું હોવાથી થોડી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પણ પ્રયત્નો કરવાથી બધુ થઈ જશે એવી અમને આશા છે